ગુજરાતના મુખ્ય કલા સમુદાય તરીકે આપણે જોઈએ તો ચિત્રકલા જે ઘણા માણસોની ખૂબ જ પ્રિય કલામાંથી એક કલા છે આપણી આસપાસ ઘણા એવા કલાકારો ચિત્ર દોરતા આપણી નજરે પડે છે જેઓ માત્ર પેન્સિલ અને કાગળ પર જ નહીં પણ ઘણી એવી જગ્યા કે જ્યાં આપણે કલ્પના પણ ન કરી હોય ત્યાં પણ ચિત્ર બનાવી શકે છે ચિત્રકલા અને એમાં પણ કહું તો મેં એવા પણ ઘણા કલાકારો જોયા છે કે જે દરિયાકિનારે આપણને ખ્યાલ પણ ન હોય કે શું આ માટીમાંથી આટલી સરસ ચિત્રકલા અને શિલ્પકલા બનાવી શકાય પણ હા એઓ એકદમ સુંદર રીતે આહલાદક રીતે આપણને માનવામાં પણ ન આવે એવું સુંદર કલાના નમુનાઓ આપણી નજર સમક્ષ જોતજોતામાં બનાવી દેતા હોય છે એવા ચિત્રકારોને ખરેખર આગળ લાવવા માટે આપણે પ્રયત્ન કરશું સૌ સાથે મળીને આ કલા અને કલાકારોને પ્રોત્સાહનરૂપે આપણા સરકારે પણ ઘણા એવા એવોર્ડસ જાહેર કર્યા છે અને એમાંના ઘણા કલાકારોનું ચિત્રો અને સ્થાપત્ય જે કલા એમણે રજૂ કરી હોય શિલ્પકલા તરીકે એમના ફોટોગ્રાફ પેપરમાં પણ આપવામાં આવે છે અને સાથે તમે જો ગૂગલ પર પણ શોધશો કે દરિયાકિનારે શિલ્પકામ દરિયાકિનારે માણસની પ્રતિકૃતી અથવા તો દેવી દેવતાની પ્રતિકૃ પ્રતિકૃતિના કલાકારો તો તમને એ તરત જ મળી જશે આપણી આસપાસ એવા ઘણા કલાકારો છે જેમને આપણે જો એમની કલાથી શોધવા માંગશું તો શોધી શકશું અને એમને આપણે પ્રોત્સાહન ખરેખર આપવું જ જોઈએ એમનામાં રહેલી કલા એ એમની સુષુપ્ત શક્તિ છે જેને ઉજાગર કરવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે સરકારશ્રી તરફથી પણ એમને ઘણા એવોર્ડસ રૂપે જે પ્રોત્સાહન આપવામાં આવે છે તેમાં જો એમને કોઈ નાણાકીય મદદ થતી હશે તો ખૂબ સારું જેથી તેમને આ એમની કલાને હજુ નિખારવા માટે ખૂબ સારું એવું પીઠબળ મળી રહેશે અને એ કલા એ અન્ય માણસો સુધી પણ લોકો સુધી પણ આ પહોંચાડશે અને એમના સાથે રહીને ઘણા એવા લોકો પણ આ કલા શીખી શકશે જેને કારણે જો કોઈ એક માણસ એક રીતથી શિખવાડતું હોય અને એજ કલા કોઈ બીજો માણસ એમાં કંઈક નવું ઉમેરીને પોતાની સૂઝબૂઝથી પણ એમાં કંઈક નવી વસ્તુ નવીનતા ઉમેરી શકે અને આ રીતે કલા જે છે તેનો કોઈક એક પૂર્ણવિરામ નથી કલા એ અનંત સુધી કંઈક ને કંઈક એમાં નવું ઉમેરાતું જ રહે છે અને માણસ પોતાની સર્જનાત્મકતા પ્રમાણે એમાં નવી નવી રીતો અને નવી નવી ટેકનિકો જા ઉમેરીને તેમાં કંઈક નવીનતા લાવી શકે છે તમે જેવી રીતે એકનું એક ખાવાનું ખાઓ એકના એક ગીતો સાંભળો તો તમે કંટાળી જાઓ છોને આવું જ કંઈક કલામાં પણ છે કે કલામાં કંઈક નવું અને સતત ઉમેરાતું રહે તો એમાં પણ લોકોનો રસ જળવાઈ રહે છે જેને કારણે નવીન બાબતો માત્ર એ વ્યક્તિ પૂરતી સીમિત ન રહે પણ એ નવીનતાનો આનંદ બીજા લોકો પણ માણી શકે અને સાથે સાથે એમનામાં રહેલી કલા અન્ય લોકો સુધી જ્યારે પહોંચશે ત્યારે એ કલાનો પણ ખૂબ વિકાસ થશે અને એ કલા થ્રુ આપણે મ બીજા અન્ય માણસોને પણ રોજગારીની તકો પણ સરકાર શ્રીની અંદર રજૂઆત કરીને આપણે ઉમેરી શકશું અને ખરેખર સરકાર ખૂબ જ આ બાબતે હકારાત્મક છે જે આપણે સૌ જાણીએ છીએ આજે કંઈક બેઠું કોઈને કહીએ કે આ પ્રમાણે કરવાનું છે તો એ તો કરી જ નાંખશે પણ જ્યારે કોઈ કલા વિશે આપણે એમને કઈશું ત્યારે એમના અલગ અલગ મત પણ આ બાબતે આપણને જાણવા મળશે અને જેને કારણે એ રૂઢિગત જે વસ્તુ હોય છે તેને એક પગથિયું આગળ વધીને આપણે કંઈક નવી વસ્તુ આમાં ઉમેરીને કંઈક નવી વસ્તુનું સર્જન આપણે કરી શકીએ છીએ અને કલામાં નવી બાબતો ઉમેરીને લોકોનો હજુ રસ આ બાબતમાં કેવી રીતે વધે તે પણ જોઈ શકીએ છીએ